ગુજરાતી ભાષા ઉપર સંસ્કૃતની ઘણી અસર જોવા મળે છે જેમ કે શબ્દકોષ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાના શબ્દો લેવામાં આવે છે જેમ કે ધર્મ પરમાણ સમાજ શિક્ષણ વગેરે પછી વ્યાકરણમાં પણ સંસ્કૃતની છાપ જોવા મળે છે ગુજરાતી ભાષામાં સાહિત્ય અને કાવ્યો એમાં પણ આધ્યાત્મિક અને ભક્તિ સાહિત્ય પૂરું પ્રાચીન ગ્રંથો જે સંસ્કૃતનું પ્રતિક છે એમાં વપરાતા સબ છંદો અને શબ્દોનો ઘણો ઉપયોગ થયો છે લોક કલા અને સાહિત્ય સાંસ્કૃત ઉત્સવોમાં ગરબા ઉતરાયણમાં ગુજરાતી ભાસાનું મહત્વ છે